ગુજરાતમાં અનેક સાંસ્કૃતિક પરંપરાઓ ને રીતિ રિવાજો માટે લોકો જીવતા હોય છે જો એમાં પરંપરાઓ કહીએ તો કહે જે આપણે વર્ષોથી ચાલતી આવી છે કે નવરાત્રિના નવ દિવસ જે આપણે ગરબા અને ગરબીઓ લેતાં હોઇએ છે કે લગ્ન લગ્નમાં આપણે વરઘોડો કાઢતા હોઈએ છે કે દિવાળીના દિવસે કે નવાં વર્ષના દિવસે આનંદ ઉત્સાહ અને લાગણીથી આપણે જે દિવાળીના તહેવારને આપણે ઊજવતાં હોઈએ છીએ તો કે આપણી સાંસ્કૃતિક પરંપરાઓ અને રિવાજો એ આપણા આપણને સમાજમાંથી ને સમાજમાંથી ક્યાંક ક્યાંક જોવા મળતા હોય છે કે આપણે પરંપરાઓ અને રીત રિવાજો કેવા છે તો કે વર્ષોથી જે આપણને પેઢી દર પેઢી કે જે આપણને વારસામાં જે રીતના આપણે ચાલી આવતું હોય એ આપણે એ રીતે આપણે આપણાં સાંસ્કૃતિક પરંપરા અને રિવાજો માટે રહી જતાં હોઈએ છે

ફાધર હોય અથવા તો એ કે બાપ તો એને કર્મ ક્રિયા જે એનું મૃત્યુ થાય છે જ્યારે એની કર્મ ક્રિયા હોય તો ત્યારે એવી કહેવત છે કે બાપનું બારમુ અને માનું અગિયારમું એટલે જે એનું ક્રિયાકર્મ છે એ બાપનું છે જે એનું પાણીઢોળ હોય જે એના સગા સંબંધીઓ તે આવીને એને પાણી અર્પણ કરે છે એટલે બારમા બારમા દિવસે આ કાર્યક્રમ કરવામાં આવે છે અને અગિયારમા દિવસે માનું એટલે કે અગિયારમા દિવસે માતાનો આ કર્મવાળું કર્મ ક્રિયાકાંડ કરવામાં આવે છે અને જ્યારે એ કોઇ સ્વજનનું મૃત્યુ થયું હોય છે ત્યારે જે દુઃખની લાગણી તે બહુ શોકમાં ડૂબેલાં હોય એવા પોતાને દુઃખી ગમગીન રહેતાં હોય ત્યારે કોઈ આપણા નજીકના કુટુંબીજનો સ્વજનો અને ગામડામાં રહેતાં હોય તો ગામડાનાં લોકો તેને તેના દુઃખને સમજવા અથવા તો પોતાનું માનીને એના દુઃખને હળવું કરવા માટે આવતાં હોય છે કે જે એને એક ડૂમો ભરાઈ ગયો હોય એ પોતાને ને પોતાને અંદર ક્યાંક એને એને નુકસાન ન થાય એ માટે આ આપણી પરંપરાઓ ચાલી આવતી હોય છે કે રિવાજોની વાત કરી કે રિવાજોમાં એવું છે કે જ્યારે આપણે દિવાળી કે દિવાળીની વાત આવે તો કે એવું છે કે જ્યારે આપણા પૂર્વજો એટલે કે શ્રી રામ ભગવાન કે જે એ ચૌદ વર્ષ વનવાસ ગયા હતા આ વનવાસમાં તે ચૌદ વર્ષનો વનવાસ પૂરો થાય છે અને જ્યારે તે પાછા અયોધ્યા ફરે છે ત્યારે એ અયોધ્યામાં લાઇટ ન હતી અને એ લાઇટ ન હતી એના માટે છે ને આખી અયોધ્યા નગરીને છે ને એ દીવડાથી સજાવવામાં આવે છે અને જ્યારે રામ આવે છે ત્યારે આ દીવડાઓથી છે ને આખી અયોધ્યા નગરીમાં અજવાળું કરવામાં આવે છે આ દિવાળીનો પાછળનો એક મહિમા છે વરઘોડો વરઘોડો એટલે કે લગ્ન પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં ફરજિયાત વર જે વ્યક્તિનાં લગ્ન હોય એને જ ઘોડા ઉપર બેસાડી અને આખાં ગામમાં ફેરવવાના હોય છે આ એક વરઘોડો છે દાંડિયા રાસ દાંડિયા રાસની વાત કરીએ તો કે નવરાત્રિ નવરાત્રિના નવ દિવસ ગામડાઓમાં ચાચર ચોકમાં માતાજીનાં એક માંડવી માથે લઈને અથવા તો વચ્ચે રાખીને જે બાળક નાની નાની બાળા હોય એ ગરબા ઘુમતી હોય છે એવી રીતના આપણા આખા પરંપરાઓ અને રીત રિવાજો હોય છે બીજી વાત આપણાં પરંપરાઓને રિવાજોની કરીએ તો કે આપણે કોઈ નવું ઘર લઈએ છીએ તો કે નવાં ઘરમાં આપણે ફરજિયાત કોઈ શાંતિ હવન કરાવે અથવા તો કોઈ વાસ્તુ લે એ આપણી પરંપરા છે અને આપણા રિવાજો છે આવી રીતના આપણા અનેક રિવાજોમાં આપણને કંઈક ને કંઈક આપણા પૂર્વજોએ આપણને હર્ષ અને આનંદ સાથે આપણે આ જે પરંપરાઓ છે એને જોડી છે બીજી વાત એ કરીએ કે જ્યારે કોઈ પુત્રવધૂનું ઘરમાં આગમન થાય છે તો કે એનાં કંકુ પગલાં કરવામાં આવે છે જો એ લક્ષ્મીજી એ પોતાનાં કંકુનાં પગલાં કરે છે ત્યારે જ એ એ ઘરમાં પ્રવેશ કરી શકે છે બાકી ત્યાં સુધી એ ઘરમાં આવી ન શકે આવા અમુક ઘણા એવા આપણા રીત રિવાજો હોય છે જે આપણે શરૂઆતથી માંડીને આપણા પૂર્વજોથી માંડીને આજે આપણે સુધી આજ અને આપણી જનરેશન અને આગળ બી લોકો એને ફોલો કરતાં હોય છે ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે ઘણાં બધા એવાં ઘણાંય એવાં ગામડા હોય કે એમાં હજી એવી અંધશ્રદ્ધાઓ એ અમુક એની સંસ્કૃતિના રીત રિવાજો હોય કે એની પરંપરા હોય કે એની માન્યતા હોય કે એ લોકો એ રીતના કાર્ય કરતાં હોય છે કે આપણે અલગ અલગ ધર્મમાં જોઈએ કે અલગ અલગ જ્ઞાતિમાં જોઈએ કે બધાં લોકોના કોઈના બધા લોકોના રિવાજો અથવા તો પરંપરા અલગ હોય છે આવી રીતના આપણે જોઈએ છીએ કે પરંપરાઓ અને રીત રિવાજો આવી રીતના એની જે પ્રણાલી હોય એ ચાલી આવતી હોય છે